આપ મારી પાસેથી વપરાયેલી કારની ખરીદી કરવા માગો છો મને એવું લાગે છે કે તમને તેના પુરાવા માટે ગાડીના કાનૂની દસ્તાવેજોની જરૂરિયાત હશે હું તમને મારા ડિઝિલોકર દ્વારા તે દસ્તાવેજો આપવા તૈયાર છું જેનાથી તમને કાર ખરીદવામાં સરળતા રહેશે તે સિવાય કંઈ મદદ કે માહિતીની જરૂર હોય તો જણાવી શકો છો